આરોગ્ય અને ધર્મ વચ્ચેનો સંબંધ ઊંડો અને મહત્ત્વપૂર્ણ છે ધાર્મિક તત્વોમાં આરોગ્યને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે ધર્મ અનુસાર સારા સ્વાસ્થ્યની ઈચ્છા રાખવી અને તમારા શરીર મન અને ભાવનાની કાળજી લેવી મહત્ત્વપૂર્ણ છે સંઘર્ષમાં ન પડીને આહાર વ્યાયામ અને વિચારોનું ધ્યાન રાખીને સંતુલિત શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવું એ ધર્મના મૂળભૂત તત્વોમાંનું એક છે ધ્યાન અને માનસિક કસરતો યોગ પ્રાણાયામ અને આધ્યાત્મિક પ્રથાઓ ધર્મ હેઠળ આવે છે જે સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે ધર્મમાં આરોગ્યની કાળજીને ગંભીરતાથી લેવામાં આવે છે અને તે વ્યક્તિને સંતુલિત અને સારી રીતે જીવન જીવવા માટે પ્રેરિત કરે છે જુદા જુદા ધર્મોમાં આરોગ્યને લગતી વિવિધ વાતો કરવામાં આવી છે અને એ અનુસાર લોકો એને પોતાના જીવનમાં અપનાવી તંદુરસ્ત આરોગ્ય મેળવે છે ધર્મ લોકોને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી લોકોને શાંતિ અને આશ્વાસન મળે છે જેનાથી તણાવ ઓછો થાય છે ધર્મ લોકોને સામાજિક સમર્થન આપી શકે છે ધાર્મિક સમુદાયોમાં લોકો એકબીજા સાથે જોડાય છે અને એકબીજાને મદદ કરે છે જે લોકોનાં માનસિક સ્વાસ્થ્યને સુધારે છે આરોગ્ય પર તમામ ધર્મોની સમાન અસર જોવા મળતી નથી કેટલાક ધર્મોની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસરો હોય છે જ્યારે અન્યની નકારાત્મક અસરો હોય છે સ્વાસ્થ્ય પર ધર્મની અસર વ્યક્તિના આધારે બદલાય છે કેટલાંક લોકો માટે ધર્મ સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પેદા કરે છે જ્યારે અન્ય લોકો માટે નકારાત્મક એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકો ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેમનો મૃત્યુદર ઓછો હોય છે બીજા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધાર્મિક છે તેઓમાં હતાશા અને ચિંતાનું જોખમ ઓછું હોય છે ત્રીજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધાર્મિક છે તેમને હાઇ બ્લડ પ્રેશર અને હ્રદય રોગનું જોખમ ઓછું હોય છે ધર્મ પ્લસ વિજ્ઞાન કરીએ તો સર્વોદય થાય છે જ્યારે ધર્મ માઇનસ વિજ્ઞાન કરીએ તો સર્વનાશ થાય છે તમે જેવું જેવાં વર્તનની અપેક્ષા બીજા લોકો પાસે રાખો છો એવું વર્તન તમે બીજા વ્યક્તિઓ પાસે રાખો આ સર્વ ધર્મનો સર્વ સામાન્ય ખ્યાલ છે ધર્મ વિશે કેટલાય વિદ્વાનોએ પોતાની વાતને રજૂ કરી છે ધર્મ એ માનવીને પોષતું એક અગત્યનું સાધન કહી શકાય અને ધર્મ વડે જ માનવી સારા નરસા ખ્યાલોને પોતાનાં જીવનમાં ઉતારવા કે નહીં તેના વિશે ગહન કરી અને પોતાનું જીવન વ્યતિત કરે છે ધર્મ માનવીને સત્યના માર્ગ પર ચાલતા શીખવે છે અને વ્યક્તિના માનસિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે